ટેરેસ ગાર્ડનિંગ અને સામાન્ય ગાર્ડનિંગ વચ્ચે આમ તો વધારે ફર્ક નહીં પણ જોવા જઈએ તો થોડો ઘણો ફર્ક જોવા મળે જેમકે ટેરેસ ગાર્ડનિંગમાં આપણે ક્યાંય જવાની જરૂર નહીં ટેરેસ ગાર્ડનિંગ આપણા ઘરની ઉપર ત્યાં કરી શકીએ અને એમાં વધારે ખર્ચ નથી થતો જેમકે ઓછો ખર્ચ થઈ જાય એમાં પાણીનું વપરાશ આપણે ઘરની ત્યાં કરી શકીએ પણ સામાન્ય ગાર્ડનિંગમાં આ બધાંમાં થોડી વધારે તકલીફ થાય છે ટેરેસ ગાર્ડનિંગમાં આપણે ભીંડી હોય કે પાલક હોય કે બટાકા હોય આમ અલગ અલગ શાકભાજી ઉગાડી શકીએ છીએ અને એમાં આપણે વધારે પડતું ધ્યાન રાખી શકીએ છીએ જેમ સામાન્ય ગાર્ડનિંગમાં આ માટે વધારે પાણી જોઈએ પછી વધારે જંતુનાશક દવા જોઈએ અને એમાં સામાન્ય ગાર્ડનિંગમાં આપણે ધ્યાન વધારે રાખવું જોઈએ અને આમ ટેરેસ ગાર્ડનિંગમાં કરીએ તો આપણને વધારે ફાયદો થવો થવા જેવું છે